ચોવીસ દસ ઓગણીસો પાંસઠ ત્રેવીસ દસ ઓગણીસો પાંસઠ બે બે બે હજાર બાવીસ ચાર ચાર બે હજાર ચોવીસ અઢાર છ બે હજાર પંદર